હેલ્લો હેલ્લો હા કિરણ હોલસેલના વેપારી બોલો છો હા મારે તમારી દુકાનમાંથી કરિયાણું લેવું હતું એટલે કોલ કર્યો છે અમારે કરિયાણામાં ચોખા અનાજ કઠોળ એવી બધી વસ્તુઓ લેવી હતી અમારે બાસમતી ચોખા જોઈએ છે તેનો શું ભાવ છે અને અમારે થોડા વધારે લેવા હોય તો હોલસેલમાં મળી જશે હા તો ચોખામાં કેટલા મળશે હા તો મારે જોઈએ છે પચાસ કિલો મને અઢારસો રૂપિયામાં આપી દેજો અને તમારી નજીકમાં કોઈ એવું શાકભાજી માર્કેટ ખરું કે જ્યાંથી અમને સારી અને શાકભાજી મળી રહે હા તો અમારે એવી શાકભાજી જોઈએ છે કે દવામાં પકવેલી ન હોય અને સારી અને શ્રેષ્ઠ હોવી જોઈએ હા તો તમે એમને કોલ કરીને પૂછી જોજોને કે અમને સરખો ભાવ આપતા હોય તો અમે ત્યાંથી બધી શાકભાજી અમારા પ્રસંગ માટે લઈ લઈએ હા તો અમારે ફૂલો પણ ડેકોરેશન માટે જોઈએ છે તો તમે અમને સસ્તો ભાવ કરી આપોને હા તો હું તમને લીસ્ટ બનાવીને વોટ્સઅપ કરી દઉં છું તો તમે તે જોઈ લેજો હા હું અહીંયા બાજુના ગામમાંથી જ આવું છું

હા તો સારું હું તમને કાલે ત્યાં રૂબરૂ મળી જઈશ બરોબર એ સારું તો રૂબરૂ મળીએ